પેલી મોબાઈલ શોપમાંથી વાત કરો છો કાકા મોબાલ કાકા મોબાઈલ ઓકે અત્યારે કયા ફોન સારા આવે છે સારા કેમેરાવાળા કારણ કે મારે યુસ છે ને બ્લોગ બનાવાના છે બધા અને પ્લસ બધું વિડિયોનું એનું બધું ઈ જ કામ છે કેમેરાનું જ વધારે પડતું કામ છે ઓકે ઓકે ઓકે શું શું છે એના ફીચર્સ બધા ઓકે ઓકે ઓકે

ઓકે ઓકે ઓકે અત્યારે કાઈ સ્કીમ ચાલે છે નવરાત્રી ચાલુ થઈ છે તો કાઈ સ્કીમ કે કેવું કાઈ છે હા અમારે બજાજમાંથી લેવાની છે લોન લેવાની છે તો એમાં કેટલું મોંઘું પડશે કે બીજા કોઈ કાર્ડ હોય ડેબીટ કાર્ડ છે કે એમાંથી કાઈ થતું હોય તો એમાંથી કાઈ ડિસ્કાઉન્ટ મળે એવું લાગે છે છે ડોક્યુમેન્સ હ ઓકે ડિયુલ સીમ છે કે ઓકે સારું ચાલો મને ફૂલ એડ્રેસ ને બધું છે ને આ નંબર ઉપર તમને કૉલ કરેલો ઈ નંબર ઉપર બધું વૉટ્સઅપ કરી દયો અને સાંજે કેટલા વાગા સુધી શોપ ખુલી હોય છે રાત્રે ઓકે સારું ચાલો તમારું નામ શું ભાઈ ઓકે સારું ચાલો હું આજે આઠ વાગા પછી તમારી ત્યાં શોપ ઉપર મળું છું બરાબર ઓકે બધો રેટ અને શું છે ને કેવી રીતે છે ઈ બધું કરજે આધાર કાર્ડ એક લઈને આવાનું થશે આધાર કાર્ડ અને પાન કાર્ડ ઓકે અને જે જે બજાજવાળી લોન છે ઈ તમે કરી દેસોને બધું તો ઓકે સારું ચાલ થેન્ક યુ